ખેડૂતોની આત્મહત્યા ખેડૂતોની આત્મહત્યા આજે ઘણાં બધાં કારણોના લીધે થાય છે મોંઘવારી બીજું ઋતુઓ બગડે એના કારણે પાક સમયસર ન થાય એના કારણે ઘણી બધી પ્રોબ્લેમોના લીધે આજે ખેડૂતો આત્મહત્યા કરવી પડે છે આજે ઈંડસ્ટ્રીઓના ઘણાં બધાં કેમિકલો પાણીમાં નદીઓમાં વહાવવામાં આવે છે એ બધા કેમિકલોના લીધે પાક પર ઘણો બધો અસર થાય છે ઈંડસ્ટ્રીઓના લીધે ઘણાં બધાં પાકોને નુકસાન પહોંચે છે ઘણી બધીઓ આજે ખેડૂતને આત્મહત્યા કરવાના કારણ ઘણાં જ રૂપથી બહુ વધી ગયા છે અને આપણે જોઈએ તો આજે ખેડૂતોને આત્મહત્યા કરવા માટે જો રોક રોકી શકવામાં આવે તો એમાં આપણે પહેલાં તો ઘણાં બધાં વૃક્ષો વાવવા જોઈએ જેથી પ્રદૂષણ ના ફેલાય પ્રદૂષણ ન ફેલાય એ માટે પણ ઘણાં બધું આપણે વિચારવું જોઈએ નદીઓમાં જે કેમિકલો છોડે એને શુદ્ધ કરીને છોડવા જોઈએ પછી આપણે જોવા જઈએ તો ઘણાં બધાં વિચારો છે જેમાં ખેડૂતોની આત્મહત્યા આપણે બચાવી શકીએ છીએ આજે ઋતુઓ ઘણી બધી મતલબમાં ઘણી બધી પ્રવૃત્તિઓના લીધે ઋતુઓ પર અસર પાડવા લાગી છે ઋતુઓના લીધે આજે જોવા જઈએ ને તો ગમે ત્યારે વરસાદ આવી જાય છે ગમે ત્યારે ઠંડી પડે છે ગમે ત્યારે તાપ પડે છે આજે સરખો પ્રમાણમાં વરસાદ પણ આવતો નથી જેના કારણે પાકને પણ પાણી પૂરતું પ્રમાણમાં મળતું નથી આજે ખેડૂતો તેના કારણે હત્યા કરવા મતલબ આત્મહત્યા કરવા પડે છે અને એ આત્મહત્યા રોકવા માટે આપણે પહેલાં તો ખેડૂતોને જે પાક હોય તે પાક ને જેમ બને એમ ખેડૂતોને વધારે પ્રોત્સાહન આપવાનું પછી ખેડૂતોને સહાય મળવા જોઈએ કે એ પાક કરી શકે ને ખેડૂતોને ઘણી બધી સહાય જ્યાં જેમ કે આજે સમાજમાં એટલું બધું વસ્તુ મોંઘું થઈ ગયું છે પણ ડીલર લોકો હોય છે એ લોકો ખેડૂતો પાસે સસ્તું જ લે છે જ્યારે ખેડૂત પોતે ખરીદવા જાય છે ત્યારે એને પાછું એ મોંઘું મળે છે જે વસ્તુ ખેડૂતો પાસે અમુક વસ્તુ ન હોય તે વસ્તુ એને મોંઘું મળે છે અને આ પ્રમાણે આપણે ખેડૂતોની હત્યા રોકી શકીએ છીએ અને આજે ખૂબ જ વધારે પ્રમાણમાં પાકો પણ બહુ જ એટલે ઘણો ઓછાં આજે ખેતરોને કાપી ઝાડવાંઓને કાપી કાપીને ઈંડસ્ટ્રીઓ બનાવવામાં આવે છે ખેડૂતોને ઓછાં પૈ પૈસામાં લઈ લે છે જમીન અને પછી ઈંડસ્ટ્રી ઊભી કરે છે ઘણાં બધાં એટલાં બધાં કારણો છે ખેડૂતો હત્યાઓ માટે આપણે થોડું આમ ઈંડસ્ટ્રીઓના આજુબાજુ ઝાડવાં રોપવા જોઈએ જેના કારણે પાકને નુકશાન ન પહોંચે કેમિકલના લીધે પાણી ન બગડે થોડીક સરકાર દ્વારા પણ ખેડૂતોને સહાય આપવામાં આવે જો આમ વિચારવા જઈએ તો આજે ઘણાં બધાં એવા પ્રયોગો છે જેના દ્વારા ખેડૂતોને આપણે થોડી સહાય કરી શકીએ છીએ અને એ સહાય દરમિયાન આપણે બધું જ ખેડૂતોને પ્રોત્સાહન પણ આપી શકીએ છીએ કે આ વસ્તુ થઈ શકે છે આવી રીતે ઘણાં બધાં પ્રયોગો છે